વિજયભાઈ બોલો છો ઓકે આપણે છે ને અર્થિંગનો પ્રોબ્લેમ છે અમારે મશીનમાં પછી ગીઝરમાં ફ્રીજમાં ચીમનીમાં એમાં બધામાં છે ને શોર્ટ આવે છે તો ક્યારે ચેક કરવા આવશો તમે અહં તો વાયરો હં હં ઓકે બરાબર તો એમાં પહેલાં ચેક કરવું પડશે ને એમ નહીં આપણે ગીઝરમાં તો નળમાં આપણે પાણીમાં ચાલું કરીએ ને તો પાણીમાં ને નળમાંને એમાં શોર્ટ આવે છે એમ કેમ થતું હશે વાયરિંગ બદલવું પડશે બરાબર અમુકવાર છેને લાઈટો આવ જા કરે છે ને તો ચીમનીની પેલા એ જતું રહે છે લેમ્પ જતો રહે છે અમુકવાર બલ્બો પણ જતા રહે છે અને કેટલા પૈસા થશે બે હજાર થશે બરાબર હંહંહં તો પછી વાયર ને બધાના અંદર પૈસા આવી ગયા કે અલગ થશે અલગ થશે બરાબર એ તો તમે ચેક કરવા આવશો એટલે કહેશો ને કે કેટલા શું થશે શું નહીં પંખા ના છે ને અમારે જે રિમોટવાળા પંખા છે ને એમાં પ્રોબ્લ્મ થાય છે એ ચાલુ નથી થતા એટલે એ બહુ બધો પ્રોબ્લમ છે એટલે એ તો પેલું નીચેથી કરવું પડશે કે પછી મીટરમાંથી થશે વાયર ને એ બદલવાનું બધું બરાબર તો કશું તોડ ફોડ નહીં કરવું પડે ને પછી વાયરો બધા બદલવાના હશે તો અહં અને એટલે એ અર્થીન્ગ નખાવી દઈશું તો પછી આ શોર્ટ આવે છે કે પછી પ્રોબ્લમ નહીં થાય ને કશો ઓકે બરાબર હંહંહ હા તો આ પ્રોબ્લમ સોલ થઈ જશે ને પછી અરથિંગ ને વાયર અને વાયર કયા કંપનીના આવશે એટલે એમ નહીં સારામાંના લાવજો પછી એક વાર કરાવ્યા પછી ફરી બીજી વાર કરવું પડે ને એવું બધું ના થાય એમ એટલે જે લાવો ને તો પછી સારી કંપનીના જ વાયરો નાખજો એટલે હેવલ્સ છે કે એ બધી કંપની સારી લાવજો તમે બરાબર તો હું તમને છે ને મેસેજ કરી દઈશ મારો એડ્રેસ તમને મોકલી આપું છું તો તમે આજકાલમાં આવીને કરી જજો બરાબર ઓકે સારું ચલો હા એડ્રેસ મોકલી દઉં